હું કરણ શાહ બોલું છું મેં તમારી ઓનલાઈન ટેક્સી સાઈટ ઉપરથી મારા ઘરે આણંદથી અમદાવાદ એરપોર્ટ સુધીની ટેક્સી બુક કરાવી છે આવતીકાલ તારીખ દસ નવેમ્બર માટેની તો એના માટે મેં તમને ફોન કર્યો છે કે મારે ફ્લાઈટની ટાઈમ અમદાવાદે અગિયાર વાગ્યાનો છે તો મારે વહેલામાં વહેલા નવ વાગ્યા સુધી ત્યાં પહોંચવું પડે એમ છે તમારો બુકિંગ નંબર મારા ફોનમાં આવેલો છે એ નંબર છે પાંચ સાત પાંચ છ શૂન્ય શૂન્ય બત્રીસ ને મેં તમને ફોન કર્યો એટલા માટે કે તમે બને એટલા કાલે સવારમાં છ ત્રીસ અને મોડામાં મોડું સાત વાગ્યે તમે ઘરે પહોંચી જજો જે એડ્રેસ તમને એમાં આપ્યું છે એ પ્રમાણે અને કોઈ એડ્રેસ સરનામામાં પ્રોબ્લેમ કે હોય તો મને મારો નંબર છે એના પર ફોન કરજો